તો જ્યારે કોવિડ ઓગણીસની વાત કરું તો મને એ ટાઈમ હજુ સુધી ખૂબ જ યાદ આવે છે કેમકે મેં મારી જિંદગીમાં ક્યારેય એટલી વાનગીઓ નથી શીખી કે નથી બનાવી જે મેં કોવિડ ઓગણીસ દરમ્યાન બનાવેલી છે સૌપ્રથમ તો વાત કરું તો ત્યારે બધા જ્યારે લોક ડાઉન હતું આ કોરનટાઈન થયેલા હતા આ તે બધું ચાલતું હતું તો બધા મૂંઝવણમાં આવી ગયા હતા કે ભાઈ આપણે કરીશું શું આ તે છોકરાઓ માટે બહાર જવું છે સહેલું છે બધું કરી શકે એ લોકો ગમે તેટલા વાગ્યે ફરી શકતા તો એમાં પણ પાબંધી આવી ગઈ હતી અને જ્યારે છોકરીઓ ઉપર તો પહેલેથી હોય જ છે કે ભાઈ ઘરમાં રહીને જ તેને કાંઇ નવું કરવાનું છે આ નવું શીખવાનું છે આ તે બધી બાબતે તો ત્યારે બધી છોકરીઓને સૌથી પહેલાં જો મગજમાં વિચાર આવ્યો હોય તો તે છે કે નવી નવી વાનગીઓ શીખવી કહેવાય છે કે જો માવતરેથી જ છોકરીને બધી જમવા કરવા બાબતે અહીંથી તૈયાર કરીને મોકલવામાં આવે તો સાસરિયામાં તેને પછી વાંધો ના આવે એ માટે થઇને મોસ્ટલી બધાનાં ઘરે વધારે પડતું એવું હોય જ છે કે ભાઈ બધા છોકરીઓને પોતાની દીકરીઓને એ રીતે તૈયાર કરે કે તે સાસરિયામાં પાછી ના પડે એકેય બાબતે તો જ્યારે હું મારા કોવિડ ઓગણીસ દરમ્યાનની જેમ મેં વાનગીઓ શીખી હતી એની વાત કરું તો ત્યારે મને સૌપ્રથમ એ વાનગી યાદ આવે જે મેં મારી જિંદગીમાં સૌથી પ્રથમ વખત બનાવેલી હતી અને એ હતી ચા કે જેમાં મારાથી સૌથી વધારે ખાંડ તો બરાબર હતી પણ ભૂકી વધારે નખાઈ ગઈ હતી અને એ ચા મેં સૌપ્રથમ વાર મારા નાનાને પીવડાવેલી હતી અને તેનો અભિપ્રાય એવો હતો કે વાહ શું કડક ચા છે ત્યારે મને એમ હતું કે ઓ વાહ મારા વખાણ કર્યા છે પણ પછી મને સમજાયું કે ભાઈ મારાથી ભૂકી વધારે નખાઈ ગઈ હતી તો આ હતો મારો સૌપ્રથમ ચા બનાવવાનો અનુભવ ત્યાર પછી જ્યારે હું કોવિડ ઓગણીસની વાત કરું તો ત્યારે મેં સૌપ્રથમ મેગી બનાવેલી પછી પીઝા મને ચાઇનીઝ વસ્તુઓ છે સાઉથ ઇંડિયન વસ્તુઓ છે તો એ મને ખૂબ જ વ્હાલી તો ત્યારે મેં ઘરે બેઠાં બેઠાં એ બધું બનાવેલું અને જ્યારે સાવચેતી રાખવાની વાત આવે તો ઓ બાપ રે બાપ મેં જે સાવચેતી રાખી હતી કે જાણે મને હું લગ્ન કરીને ચાલી ગઈ હોઉં મારા સાસરિયે અને મારા સાસરા પક્ષવાળાએ કીધું હોય કે ભાઈ તારાથી કાંઈ પણ ભૂલ ના થવી જોઈએ હોં એ રીતે બનાવજે એ રીતે મેં બધી વાનગીઓ બનાવેલી હતી કોફી ચા જાત જાતના મિલ્ક શેક જાત જાતના થિક મિલ્ક શેક આ તે બધુ મેં ટ્રાય કરેલું હતું આઇસક્રીમ બનાવતા શીખી ગઈ ત્યારે પછી જ્યારે પેસ્ટ્રી ખાવાનું મન થયું અને જ્યારે લોકડાઉન ટાઈમે જ્યારે બધા ક્વોરનટાઈનનું ચાલતું હતું ને એવો નિયમ બહાર પડ્યો હતો કે બપોરના બેથી ચાર જ ખાલી ખૂલશે દુકાન ત્યારે એમ થયું કે ના પેસ્ટ્રી તો સાંજના ટાઈમે જ ભાવે તો ત્યારે મેં ઓનલાઈન યુટ્યુબમાં કેક બનાવવાનો વિડીયો જોઈને કેક બનાવી તેમાં મેં સૌપ્રથમ બધાય જાતનાં ચોકલેટ બિસ્કિટ ઓરીઓ બિસ્કિટ પછી બોન બોન બિસ્કિટ એવાં જાત જાતનાં ચોકલેટ બિસ્કીટનો મેં ઉપયોગ કરેલો પહેલાં એ બધા ચોકલેટ બિસ્કીટનાં મેં ભૂકા કરી તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી અને તેને તે તેનું સૌથી મસ્ત બેટર બનાવી લીધું તેમાં દૂધને બધું નાખીને પછી તેમાં ઇનો પાવડર નાખ્યો એ રીતે ટૂંકમાં જે રીતે કેક બને એ રીતે તેનું બેટર તૈયાર કરી અને મેં ત્યારે સૌપ્રથમ ઢોકળીયામાં તે કેક બનાવેલી હતી હા એ મેં કેક કેકને બેક કરવા માટે મેં ઢોકળિયું વાપરેલું હતું અને એ કેક જે ભાઈ લાજવાબ બની હતી વાહ આજે પણ મારા ગળામાં એ સ્વાદ મારા મોઢામાં એ સ્વાદ હજી પણ ત્યાં સુધી અટકેલો છે ને મને મોઢામાં પાણી આવી જાય છે આ વાત યાદ કરીને તો આ હતું મારું કોવિડ ઓગણીસ દરમ્યાન મેં જે વાનગીઓ તૈયાર કરી હતી તેમાંથી એક વાનગીની સવિસ્તાર માહિતી અને સાવચેતી રાખવામાં તો મેં ખૂબ જ સાવચેતી રાખી હતી ક્યાંય પણ એક જગ્યાએ પણ કાંઇ ભૂલ ના થાય મારાથી સ્વાદ બરાબર રહે બધાને ભાવે બધા એન્જોય કરી શકે કોઈપણ એમાં ખાંચ ના કાઢી શકે કે ભાઈ તારાથી આ છે રહી ગયું છે આ છે આમ થઈ ગયું છે તો આ હતો મારો એ વખતનો અનુભવ મને આશા છે કે તમને બધાને ગમ્યું હશે